ઘરમાં બગીચાની જાળવણીમાં ઘરના ખાતરનો ઉપયોગ થાય તો ઘર સુખી સુખી અને સ્વસ્થ આપણે તંદુરસ્ત અને સારી આપણે શરીરને શરીર સારું રહે અને આપણો પરિવાર પણ સારો રહે અને આપણા ઘરમાં ખાતર માં આપણું કોઈ મિલાવટ ના હોય કોઈ જ જાતની દવા નહીં કોઈ જ જાતનું ઉપયોગ નહીં એટલા માટે આપણે સારું સ્વાસ્થ્ય રીતે રહીએ અને બહારથી બહારથી મંગાવેલું ખાતર આપણે ઉપયોગ કરીએ ખાતર આપણને મોંઘું પડે અને આપણે હાનિકારક બની શકીએ તેમાં આપણે ઘરનું અને ઘરનું ખાતર અને સ્વસ્થ્ય ચોખ્ખું ખાતર રાખીને આપણે ચાલવા જઈને ગમે તે રીતની શાકભાજી હોય એમાં આપણે ઘરનું ખાતર નાખીને સારી રીતે સેવા કરીએ એટલે આપણું શરીર પણ સ્વસ્થ રહે અને આપણાં પરિવારને પણ સ્વસ્થ રાખે અને બહારનું ખાતર જે મંગાવે એમાં આપણને શરીરમાં પણ નુકસાની અને આપણા પરિવારમાં પણ નુકશાની થાય એવું શક્ય છે અને બીજું આપણે બહારના ખાતરમાં આપણે મોંઘું પડે અને મોંઘું એટલે ઘણું મોંઘું પડે આપણે બજારમાં લેવા જવું પડે અને લેવા જઈ આવી પછી તેને નાખવા મજૂર કરવા પડે પછી એમાં નાખે એને એ પાછું આપણા શરીરને હાનિકારક ભાગ થાય છે અને આપણાં ઘરનું ખાતરમાં સારું અને ઘરના ઘરે જ આપણે ગાય ભેંસ બકરી કોઈ બી ચીજ આપણી ત્યાં ઘરમાં હોય એટલે અમે તેના આપણે ખાતરના પોદડા હોય એને સાચવીને મૂકી રાખવાના કોઈ બી આપણે અનાજ ઉગાડીએ એમાં આપણે નાખી દેવાના એટલે આપણે આપણે શરીરમાં કોઈ નુકશાની થાય ના અને દવા ખાતર વાપરવાથી આપણા શરીરની નુકશાની થાય એવું આપણું ખાતર વાપરીએ તો આપણને સસ્તું પડે અને મહેનત પણ ઓછી ને જાવ પણ સારું લાગે પણ સારું અને આપણે બનાવીએ તો સ્વાદમાં બી સારું અને બધી રીતના સારું અને આપણે બહારથી મંગાવીએ એમાં સ્વાદ બી ન આવે અને આપણા શરીર ને પણ નુકશાની અને એમાં આપણને ઘણી બધી નુકસાની ભોગવવી પડે બીમારી થાય કોઈ બી જાતનો રોગ થઈ શકે છે એટલે આપણે ઘરનું ખાતર વાપરવાનું સસ્તું પડે અને સારું આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને બધી રીતના આપણાં માં બાપ ભાઈ બહેન આપણાં છોકરા બધાં મળીને આપણે ઘરનું ખાતર આપણે સાચવીને નાખીએ તો આપણું શરીર પણ સારું રહે અને બધી રીતના સાચું તે બધું સરખી રીતે સારું રહે એમાં આપણો ફાયદો છે જેમકે આપણે બજારમાંથી લાવીએ એ પણ આપણને રોગ પેદા કરે છે ને શાકભાજી પણ સારી ના હોય દવા ખાતરથી પકવાન કરેલી હોય અને આપણે ઘરે પકવાન કરીએ એના આપણાં દેશી ખાતરની ઉપયોગી સારી રહે આનામાં આપણને ફાયદો થાય એમાં પૈસા બી આપણે સસ્તું બી પડે અને સારું અને આપણે શાકભાજી લેવા જઈએ તો મોંઘું મોંઘું પડે પણ પડે અને આપણને રોગ પણ થઇ શકે એટલા માટે આપણે ઘરનું સારું અને સ્વસ્થ ખાતર વાપરી અને ખેતીવાડીનું સંભાળી લઈએ